શાળામાં ભણ્યાં પછી બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તે જરૂરી નથી તેનું કારણ છે કે ઘણા વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે તેમનું મન નથી લાગતું હોતું તો તેઓ ભણવા ખાતર ભણતા હોય છે તો ત્યારે તેઓ ભણવાનું મિન્સ કે જ્યારે પૂરું થાય તો પછી તે પછી તરત તેઓ નોકરીએ નથી લાગતા પણ તે ગમે તે બહારે રખડતા હોય છે અથવા ઘણાને પોતાનો પપ્પાનો બિજનેસ હોય છે તો ત્યાં તેઓ લાગી જતાં હોય છે તો તે ત્યાં જઈને પણ કંઇ એટલું કંઇ અભ્યાસ પણ નથી ત્યાં કરતાં અને ધંધામાં જઈને ત્યાં ધંધો પણ સરખો નથી કરતાં કેમકે તેનામાં એટલું અભ્યાસ કે એજ્યુકેસન હોતું નથી તેઓ ભણવા ખાતર ભણતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે શાળામાં ભણી ને બહાર વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જતાં હોય છે અથવા કોઈ ગામડાંના સ્ટુડન્ટ હોય તો તેઓ ગામડામાં અભ્યાસ કરી શિક્ષણ લઈને તેઓ સિટીમાં પણ જતા હોય છે સારી સિટીમાં કે જેથી તેને ઉચ્ચ શિક્ષણ મળી રહે ઘણા વિદ્યાર્થીઓ કે જેને પહેલેથી જ તેના પપ્પાનો બીજનેસ સારો ચાલતો હોય છે તો તેના પહેલેથી જ નક્કી હોય છે કે ભાઈ મારા પપ્પાનો સારો બીજનેસ ચાલે છે તો મારે કંઇ ભણવાની જરૂર નથી કે મારે કોઈ નોકરી કરવી નથી તો તે તેથી સ્કૂલમાં પણ ભણતા નથી અને બીજાને ભણવા પણ ન દેતા હોય છે તો તેના લીધે પોતાનું તો તે બગાડે છે પણ સાથે બીજા સ્ટુડન્ટ હોય તેનું પણ તે બગાડતા હોય છે જેના લીધે જે સ્ટુડન્ટને આગળ ભણવું હોય છે તો તે સારી રીતે આગળ ભણી નથી શકતા અથવા કોઈને શિક્ષણ પૂરું કરી ને કોઈપણ જગ્યાએ જોબ જોઈતી હોય છે તો તેને ત્યાં પણ જવા નથી દેતા તેઓ એવું કહેતા હોય છે કે ભાઈ જોબ કોણ કરે અત્યારે તો આપણે બીજનેસ જ કરવો જોઈએ જોબમાં તો આપણે કોઈકની નીચે કામ કરવું પડે તે લોકો આવું વિચારતા હોય છે આવી માનસિકતા ન રાખવી જોઈએ કે જ્યારે કોઈને પણ જોબની જરૂર હોય તો આપણે તે જે લોકોને જેવી જરૂર હોય તે પ્રમાણે આપણે તેને રસ્તો બતાવવો જોઈએ ઘણા વિદ્યાર્થીઓને ઘરમાં પરિસ્થિતિ સારી ન હોય તો તેના માટે તેને જોબ કરવાની જરૂર પડતી હોય છે તો તેથી તે દસ સુધી શિક્ષણ મેળવી અથવા બાર સુધી શિક્ષણ મેળવી ને તેઓ કંઇપણ જગ્યાએ નોકરીએ લાગી જતાં હોય છે કે ત્યાં નોકરીએ જઈ ને તેઓ કોઈપણ નાના મોટું કામ કરતાં હોય છે તે પછી તેના અભ્યાસને રિલેટેડ નથી હોતું વર્ક પણ છતાં પણ તેને જરૂર હોવાને કારણે તેઓ કંઇપણ જગ્યાએ નોકરીએ લાગી જતાં હોય છે ઘણા લોકોને બીજનેસ કરવાની ઈચ્છા હોય છે તો તેઓ બિઝનેસમાં ભણવામાં પણ આગળ વધતાં હોય છે અને તેની સાથે સાથે તેઓ પોતાનો બીજનેસ પણ ચાલુ કરતાં હોય છે કે જેથી તેમાં ખૂબ જ આગળ ગ્રોથ લાવી શકે તેના સાથે સંકળાયેલ જે પણ અભ્યાસ હોય છે તો તેઓ ભણતા હોય છે કે જેથી તેને બિઝનેસને આગળ કેમ લઈ જવો તો તેના વિષે તેને માહિતી મળે છે ઘણા મહેનતું વિદ્યાર્થીઓ હોય છે કે જે બહારે ભણવા પણ જતા હોય છે અને સાથે સાથે ભણતરની સાથે નોકરી પણ કરતા હોય છે વિદેશમાં તો સાથે ભણવું અને નોકરી કરવું તે સરળ છે કે જે આપણે અત્યારે હીંયા ઈન્ડિયામાં તેવું નથી ચાલતું કેમકે આપણને એમ જ હોય છે કે મારા પપ્પા મને પૈસા પૂરા પાડી દેશે પછી મારે ક્યાં નોકરીની જરૂર છે તો આવી સ્થિતિના લીધે આપણે વિદ્યાર્થીઓ અને આપણે ખોટા રસ્તે જતાં હોય છે કેમકે આપણને એમ હોય કે ભાઈ આપણે પૈસાની જરૂર નથી એટલે આપણે અત્યારે પપ્પાના પૈસે જલસા કરીએ છીએ જ્યારે આપણે ભણતરને બધુ પૂરું થાય છે તો ત્યારે આપણે સારી રીતે અભ્યાસ નથી કર્યો હોતો તેથી આપણને સારી નોકરી ન મળે અને પપ્પાના પૈસે જલસા કર્યા હોય તેથી પછી અમુક સમયે પપ્પા પણ થાક્યા હોય છે તો તેથી તે પણ આપણને કહી દે કે હવેથી હું તને પૈસા નહીં આપું તું તારી રીતે કંઇક બિજનેસ સ્ટાર્ટ કર અથવા નોકરી કર તો ત્યારે આપણે બીજનેસ શરૂ કરી શકીએ જેના માટે આપણે એટલા મેચ્યોર નથી હોતા કેપેબલ નથી હોતા અને નોકરીએ કોઈ આપણને રાખતા નથી કેમકે આપણી આગળ એટલું સારું નોલેજ નથી હોતું તેથી આપણે કહી શકીએ ને કે આપણે ઘરના ય નહીં ને ઘાટના યે નહીં તેવી પરિસ્થિતિ સર્જાય છે અને આપણા પપ્પાની પણ ઉંમર થઈ હોય છે તો તેથી તે પણ કામ એટલું સારી રીતે પહેલાં જે કરતાં હોય એટલું સારી રીતે કામ નથી કરી શકતા તો આપણે સમજવું જોઈએ કે આપણાં ઘરની પરિસ્થિતિ જો સારી છે તો આપણે શિક્ષણ શાળામાં શિક્ષણ લઈ અને આપણે ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું જોઈએ અથવા આપણા આજુબાજુના વિસ્તારમાં કોઈપણ સારી કોલેજ કે જ્યાં સારું શિક્ષણ મળતું હોય તો તેવી જગ્યા આપણે જઈ ને સારું નોલેજ મેળવવું જોઈએ અને તે જ ઉપરાંત જો આપણે પરિસ્થિતિ ખરાબ છે આપણા પરિવારની તો આપણે શાળામાં શિક્ષણ મેળવીને સારી જગ્યાએ જોબ કરવી જોઈએ કે જેથી આપને પૈસા આપણે કમાતા થઈએ અને આપણાં ઘરની બધી જ તમામ જરૂરિયાતો પૂરી થાય ને આપને આપણે ક્યારેય કોઈને ખોટા માર્ગે ન દોરવા જોઈએ કે જ્યારે કોઈને જરૂર હોય કે આપણે એને માર્ગદર્શન આપવાનું હોય તો ત્યારે આપણે એને સાચું માર્ગદર્શન અને તેને જે રીતની જરૂર છે તે પ્રમાણે સચોટ માર્ગદર્શન આપવું જોઈએ